શાળામાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઘણી બધી બાબતો શીખવવાની જરૂર છે જેમાં શૈક્ષણિક બાબતો તો ખરી જ તેની સાથે સાથે બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને ઘણી બધી વસ્તુઓ શીખવવામાં આવે છે અને તે જરુરિયાત પણ છે બાળકોને શારીરિક માનસિક સામાજિક વિકાસ થાય એવી બાબતો પણ શૈક્ષણિક બાબતોની સાથે સાથે વણી લેવી જોઇએ અને આ રીતે બાળકનો સર્વાંગી વિકાસ થાય એ માટે શાળાએ શિક્ષકોએ સતત અને સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ અને આ માટે શાળાની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ પણ ચાલતી હોય છે જેવી કે શારીરિક ક્ષમતા વિદ્યાર્થીની વધારવા માટે રમતો રમતગમત તેમજ બૌદ્ધિક કસોટીઓ તેમજ સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી અને એના દ્વારા બાળકોની અંદર પણ સામાજિક તેમજ રાષ્ટ્રીય જ્ઞાન વધે અને બાળક ભવિષ્યનું દેશનો નાગરિક છે તેથી દેશના વિકાસમાં સામાજિક વિકાસમાં તેનું યોગ્ય યોગદાન આપી શકે એ માટે શાળાઓની અંદર અને પ્રવૃત્તિઓ પણ થતી હોય છે અને તે જરુરી પણ છે